બળવંત ભાઈ મજામાં હા હા હા હા સિવડાવી નાખીએ એમાં શું હમમ હોય જ નહીં બળવંતભાઈ તમે વિચાર કરો આપણે આટલાં વરસથી ટેલરિંગનું કરીએ કોઈ દિવસ ફરિયાદ જ ન હોય

ના ના બગડે જ નહીં ને ભલા માણસ આટલા વરસથી અમારા ટેલરનું આખા તાલુકામાં નામ છે કોઈ કસ્ટમ્બર આજ દિ સુધી કોઈ ફરિયાદ નથી કરી અને તમે કરો એટલે યાર ગજબની વાત કહેવાય એમ નહીં શું બગડયું શું બગડયું તમારું એ કહો એમાં એવું હા એ તો થોડું એવું હોય તો કરી દઇશ તમને એનો વાંધો નથી પણ આમાં શું કપડું અમુક એવું હોય ને કે થોડું તમે ધોવણ થાય ને ધુઓ ને કપડાં એ પછી થોડું ખૂલ્લું થાય અથવા ફિટ થાય તો એવું કપડું તમારું એવું હોય એટલે મારો વાંક ના હોય સમજી ગયા તમે બાકી આપણી સિલાઈની તમને ખબર છે ને પરફેક્ટ માપ હોય પરફેક્ટ સિલાઈ હોય અને આપણો ડંકો વાગે ભલે પૈસા લઈએ પણ કામમાં કંઈ જોવાપણું જ ના હોય આ તમે જે ફરિયાદ કરી એ ગજબની મને નવાઈ લાગે છે આવું બને જ નહીં યાર અરે ભલા માણસ હોય જ નહીં હા હા હા એ તો હું કરી દઇશ તમારો ફિટિંગનો પ્રોબ્લેમ છે ને હમમ હા હા સાંભળો બળવંતભઈ એમાં એવું છે તમારા ઘરનાં કપડાં ધોતા હોય અને ધોકો ચેન ઉપર વાગી જાય તો દરજી શું કરે કહો ચાલો બટન ઓલા થઈ જા હું સારી કંપનીની ચેન ને સારી કંપનીના ટેલરના જે ધાગા આવે ને દોરા એ જ વાપરું છું તમારે પાંચ વરસથી કપડું તૂટે નહીં એની ગેરંટી એમનેમ આપતો હોઇશું આટલા પૈસા લઈને હા એ કરી દઉં એ બરાબર છે તમારે એ બટન ના હોય તો આપણે સીવી દઈએ ફરીને કરી દઈએ પણ તમે કહો છો તૂટી ગયું પેલું ચેનમાં કોઈ ગેરંટી જ ના લે આ વસ્તુમાં સમજી ગયા તમે અહીં

ના ના એવું નથી બળવંતભઇ આ વખતે એવા સિવું ને કે તમને પચીસ જણાં પૂછે કે આ ક્યાં સિવડાવ્યા હતાં પછી બરાબર તમારે ચિંતા નહીં કરવાની એમાં એકદમ ફિટિંગ પરફેક્ટ માપ અને પરફેક્ટ ઓલા મને ચેનમાંય કંઈ નહીં થાય તમારા ઘરના ને એમને સમજાવી દેજો કે ચેન ઉપર ધોકો ના મારે કારણકે એ પ્રોબ્લેમ ધોકામાં આવે છે બરોબર આજે પચીસ થઈને પંદર દિવસ રહીને આપી દઇશ હાલો ઓકે લખી લેજો ચોક્કસ લખી લેજો